બપોરના ભોજનમાં અમે વધારે તો રોટલી શાક અને છાસ દાળ ભાત અને ક્યારેક કોઈ એવી સિઝન કે કોઈ એવો વરસાદ કે એવી કઈ ઋતુ હોય ત્યારે કંઈક એકસ્ટ્રા અમે એડ કરીએ છીએ જ્યાં બપોરમાં અમે પીઝા છે બર્ગર છે વડાપાઉં છે અને કોઈ પણ નાસ્તો પણ કરીએ અને કંઈક એકસ્ટ્રા આઈટમ પણ બનાવીએ છીએ જેવી કે રવાનો શીરો છે પછી ગરમા ગરમ ભજીયા છે અને બીજું કોઈ પણ મતલબમાં ફરસાણની આઈટમ પણ અમે બપોરમાં બપોરના સમયે જમવામાં લઈએ છીએ અને રાત્રિના સમયે અમે મોસ્ટઓફલી ભાજી છે પછી બાજરીના રોટલા છે મકાઈ બાજરીના રોટલા છે મકાઈ જુવારના રોટલા છે ભાખરી છે દૂધ છે છાસ છે ક્યારેક રસ લઈએ છીએ અને ક્યારેક વરસાદ બહુ વધારે હોય તો અમે બટાકા પૂરી મેથીના ગોટા લીલવા ભજીયા પીઝા અને ગમે તે એક્સ વાય ઝેડ કોઈ પણ સારી વસ્તુ જે ટેસ્ટી હોય વધારે એ જ વસ્તુ અમે વધારે યુઝ કરી અને જમવામાં અમને પણ મજા આવે અને અમને સુરતી લોકોને વધારે ચટપટુ ખાવાની બહુ જ મજા આવે એટલે કોઈ પણ ગમે ત્યારે વરસાદ કે એવી કોઈ પણ શિયાળાની ઋતુ હોય ત્યારે અમે અળદિયા છે પછી પેંડા છે પછી મેથીના લાડું છે એવું ઘણું બધું અમે મતલબમાં રાત્રિના ભોજનમાં અને બપોરના ભોજનમાં પણ એવું એડ કરી શકીએ અને કરીએ છીએ અને બહુ જ મજા આવે છે